હા બોલોને કોણ હા વિભા બોલું છું હા બોલોને શું કામ હતું હા હા હા હા તો હું રાજકોટમાં જ રહું છું બોલોને શું કામ હતું હા લોકલ જ છીએ અત્યારે તો ઘણુંય છે તહેવાર પ્રમાણે અત્યારે તો જો સાતમ આઠમ હમણાં ગઈ એટલે મેળાને એવું ચાલુ છે તમાર મેળામાં જવું હોય તો તમને મજા આવશે તરણેતરનો મેળો ભરાય છે મોટો બધો મેળો ટ્રાવેલિંગ તો તમે રિક્ષામાં ય જઈ શકોને બસમાં પર્સનલ રિક્ષામાં જઈ શકો છો અથવા તે બૂક કરાવી દ્યો તોય જઈ શકો હા બસ ચાલુ જ છે બસમાં આવી જઈ શકો છો કેમ કે મોટામાં મોટો મેળો ભરાય છે ને એટલે ત્યાં વાહનો તો ચાલતા જ હોય ગીરમાં ને એ સાઇડ જવું હોય તોય ઓલા વાહન તો જાય જ છે તમે ઓનલાઇન જુઓ તો બૂક કરાવી દ્યો તોય ચાલે બાકી ઘરનું સાધન લઈને આવો તો ગીરમાં અત્યારે જઈ શકો પણ એમ કે અત્યારે વરસાદ એવું બધું હમણાં થયું હતું એટલે ગીરમાં ન જાઓ તો સારું એમ હા અત્યારે તો જતું હોય પણ વચમાં બંધ હતું થોડાક દિવસ કે વરસાદને એવું આવ્યું હતું બહુ અત્યારે તો બધું ચાલુ જ છે ને તમને ફરવાલાયક તો હું રાજકોટમાં ઘણું બધું છે તમને મજા આવશે તો તમે આવો

હા ન્યાંય જઈ શકો છો ઉપરકોટ હમણાં નવું જ બન્યું છે તમારે આવવું હોય તો અને ન્યાં પેલા બંધ હતું પણ અત્યારની ટિકિટ અને એમાં છે પ્લસ એ એ છે કે જૂનાગઢમાં રહેતા હોય તો આધારકાર્ડ બતાવો તો એની ટિકિટ ઓછી લે બાકી બહારના આવ્યાં હોય એની વધારે લે અને ત્યાં જવું હોય તો પણ સારું છે ત્યાં ફોટોગ્રાફીને એ બધું પણ સારું ભલે કચ્છમાં તો અત્યારે કાંઈ નહીં હોય કેમ કે અત્યારે વરસાદને એ બધું ચાલે છે એટલે હા ઈ હજી નથી રણોત્સવને એમ હા રાજકોટમાં પણ ઘણું બધું છે કે તમારે ગાર્ડનમાં જવું હોય તો એમ સાયન્સ સીટી છે એવી રીતે તમારે ક્યાંય ફરવા જવું હોય તો પછી રેસકોર્સ જવું હોય તો ત્યાં મેળો ને એવું ભરાય હા રેન્ટ ઉપર મળી જાય તમારે બૂક કરો તો પર્સનલ એ મળી જાય કે કોઈ સાથે લઈને આવો તોય મળી જાય વ્યાજબી ભાવમાં તમારે આવવું હોય તોય મળી જાય તમને એમાં કાંઈ પ્રોબ્લેમ નથી હા તો આવજો તો મને ફોન કરજો તો કંઈક જાણવું હોય તો કહીશ હું તમને વાંધો નહીં હા